હા મારે થોડી એક ઈન્ફોર્મેશન જોઈતી હતી તો હું તમને કંઈ પૂછી શકું મારે થોડી હેલ્પ માટે એટલે કે હું અત્યારે મારા એક્સરસાઈઝ કે રનિંગ ચાલુ કરવાની છું સ્ટાર્ટ કરવાની છું તો મને એના માટે શું જમવાનું લેવાનું કે શું ખાવાનું હેલ્થને કેવી રીતે સારી રાખવાની એમ થોડીક ઈન્ફોર્મેશન જોઈતી હતી તો તમે આપી શકો મને હું તો અત્યારે થઈ ગયા દસ દિવસ તો એટલે અત્યારે અત્યારે સ્ટાર્ટ કર્યા છે

ઓકે અને ઓકે એનાથી મારા હેલ્થમાં કંઈ ફરક પડશે ખરી ઓકે ઓકે મારે રનિંગ તો આમ થઈ જાય પણ થોડું આમ રનિંગ કરતી વખતે મને પ્રોબ્લેમ આવે આ દુ ખે પેલું દુ ખે એમ એટલે કંઈ ખબર નથી ઓકે ઓકે ઓકે તો તમે ત્યાંથી પ્રોવાઈડ કરો એમ પણ એ પાઉડરથી કંઈ નુકશાન તો થશે નહીંને હેલ્થમાં ઓકે અને એ પછી એ પાઉડર ફેમિલી કોઈ યુઝ કરે તો ચાલે કે એમ એમને પછી સારું સારું થેન્ક યુ ઓકે ઓકે સારું સારું હા તો એવું હોય તો તમે આ નંબર ઉપર મેસેજ કરી દ્યો મને એડ્રેસ તો હું તમને કોલ કરીશ ઓકે થેન્ક યુ